મોટે ભાગે અત્યારે ગુજરાતમાં ઉપલબ્ધ ઘણાં બધાં ખાનગીઓ વિકલ્પો છે જેને અત્યારે લોકો ઉપયોગ કરે છે અને આમ એવું ઉચ્ચ ગુણવત્તાને તેમના બાળકોને સારા ભવિષ્ય માટે ખૂબ સારા એવા ઉપલબ્ધ કરે છે સાથે કરીને આમ જુદા જુદા કોચિંગ ક્લાસીસ જેવા ટ્યુશન વર્ગો પણ મોટાભાગે ખાનગી વિકલ્પો તરીકે પ્રસરી આવ્યા છે ગુજરાતમાં અનેક એવા કોચિંગ ક્લાસો અને ટ્યુશન ક્લાસીસો જોવા મળે છે અને જેમાં તમે પ્રકારની ફીઝ અને તેમાં તો હોય જ આમ શિક્ષણ એક પ્રકારનો ધંધો થયો છે આમ જોવા જઈએ તો શિક્ષણ એ હરેક માટે ઉપલબ્ધ હોવું જોઈએ અને બધાને મળવું જોઈએ અને આ એમનો હક છે એ મળવો જોઈએ પણ તેમ છતાં એમ નથી થતું મોટા ભાગના અત્યારે લોકો સરકારી શાળા માં ભણવા નથી માંગતા કેમ કે સરકારી શાળામાં કોઈ ભણાવતું નથી એવો મોટે ભાગે બધાનો મત હોય છે પણ ઘણીવાર તેવું હોતું નથી અમુક શાળાઓ એવી હોય છે કે જેમાં આવી નીતિઓ ચાલતી હોય છે બટ ઘણી બધી શિક્ષણ નીતિને અનુલક્ષીને શાળાઓ પણ સારા એવા પોતાના મતો આપે છે ને બાળકોને સારી રીતે ભણાવે છે આમ સરખામણી કરીએ તો ઘણા બધા વર્ગો વિકલ્પો હોય છે જે સરકારી સિવાયના હોય છે પણ આ સરકારી શું બધા માટે ઉપલબ્ધ છે ઉપલબ્ધ બધા માટે હોઈ શકે બટ જે નિમ્ન લોકો છે તે મોટે ભાગે સરકારીમાં જાય છે અને જે મોટા માણસ એટલે જે કરોડપતિના બાળકો છે તે આવનવાં કોચિંગ ક્લાસ સ્વિમિંગના છે જેમ કે સંગીતના છે આ બધા માટે એ લોકો ક્લાસીસ લેતા હોય છે જ્યારે નિમ્ન વર્ગમાં રહેતો બાળક એને આવા બધા ક્લાસીસ કે કોચિંગ વર્ગોની જરૂર પડતી નથી તેનામાં આ ખૂબી રહેલી છે જ્યારે અન્ય વર્ગના એટલે કે ઉચ્ચ વર્ગના લોકો આવા પોતાના બાળકો માટે આવા ક્લાસીસો કરતા હોય છે પણ તેનો કંઈ જ ફાયદો થતો નથી અને બીજી બાજુ આ શિક્ષણનીતિ જે છે એટલે જે ક્લાસીસના વર્ગોની બી છે એનો બી ખબર હોય કે આને આ જે ક્લાસીસ છે કંઈ જ એનો ઉપયોગ થવાનો નથી એટલે એ પણ એમના પૈસા જ પડાવતા હોય છે આવું અત્યારે દેશમાં ચાલતું રહે છે